હં હેલો હા હા હું અમદાવાદ જાઉં છું અમદાવાદ ની ટ્રેન છે મારી વંદે ભારત હં હં હ હં વંદે ભારતમાં જ છોને કોચ નંબર કયો હં હં હં હં બહુ સારી નવી ટ્રેન બની છે ભારત સરકારનો બહુ જ સરસ આ એક રેલવે માટે આપણને એક સગવડ આપવાનું પગલું છે અને એ ખરેખર સરસ મજાની ટ્રેન છે અને હં હં હં અચ્છા હું મારા ભાભીના સીમંત માટે જાઉં છું ઘરનો પ્રસંગ છે અને ભાઈ લેવા આવશે એ રીતે અમે નીકળ્યા છીએ એટલે અને આપ તો વડોદરા સુધી સારી એવી આપણને મજા આવશે સાથે હં અને આપ એકલાં જ ટ્રેકિંગ કરી રહ્યાં આપ એકલાં જ ટ્રેકિંગ કરવાં જશો કે વડોદરાથી એની ટીમ છે તમારી કઈ બાજુ જશો ટ્રેકિંગ માટે જાંબુઘોડા અચ્છા ત્યાં કેવું છે શું હોય છે અચ્છા નાના મોટા ઝરણાં હશે પાણીના ધોધ હશે હે ને જાંબુઘોડામાં તો મેં જોયું નથી એટલે વડોદરાથી કેટલાં કિલોમીટર અચ્છા હં હં એટલે એ જ દિવસે આપ નીકળી જશો ટ્રેકિંગ માટે હા સવારમાં જ પહોંચાડી દે અને આખો દિવસ મળે તમને હું પણ આમ જરા આરામદાયક મુસાફરી થાય નાસ્તો ને એ બધાની પણ ઘણી સારી સગવડ છે વંદે ભારતમાં એટલે અમે એ ટ્રેન પસંદ કરી છે અને બહુ જ ટૂંકા સમયમાં પહોંચાડે છે હા હા છ કલાક છ કલાકનો રસ્તો હોય છે અને હા બરાબર છે તો હા હા તો આપણે મળીએ ગાડીમાં બરાબર હા હા ભલે હા આવજો હૂં